ગુજરાતી ભાષામાં મોટેભાગના શબ્દોને અંતે અ નો ઉચ્ચારણ નથી થતો ઉદાહરણ તરીકે લોકસમુદાયમાં ક નો ઉચ્ચારણ થાય છે પરંતુ ક ના અંતે અ નથી બોલાતો ગુજરાતી ભાષામાં કુલ દસ સ્વરો છે અ આ ઈ ઇ ઉ ઔ ઋ એ ઓ ઔ વિવિધ સ્વરોને સંગઠિત અને સરળ રીતે બોલવામાં આવે છે ઉદાહરણ તરીકે ઈ અને ઇ વચ્ચેનો અવાજનો ફેર અલગ રીતે ઉચ્ચારવામાં આવે છે ગુજરાતી વ્યાકરણમાં લિંગના આધારે અનેક શબ્દોની રચના થાય છે ક્રિયાપદો અને વિશેષણો પણ સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં બદલાય છે જેમ કે આવી સ્ત્રીલિંગ અને આવ્યો પુલ્લિંગ